મારા ઘરે બે બિલાડીઓ છે એકનું નામ જોઇ અને એકનું નામ પ્રિન્સેસ છે તે બેઉ બિલાડીઓ મને વહાલી છે હું જ્યારે પણ ઓફિસ જાઉં કે ઓફિસથી પાછો આવું એટલે એ મારી સાથે આવી જાય છે અને મારી જોડે મસ્તી કરે છે અને મારે મારે એમની જોડે રમવામાં બહુ મજા આવે છે અને એમની સંભાળ લેવા માટે એમને વિશેષ પ્રકારનું ઘર મેં બનાવીને આપ્યું છે અહીંયા પ્લસ દર મહિને એમને હું એ સલૂનમાં લઈ જાઉ છું ત્યાં તેમને નવડાવવાનું એમના હેર્સ સેટ કરાવવાનું અને એ બધું કામ કરું છું